આજકાલ માં જો સૌથી વધુ કોઈ સ્માર્ટફોનમાં એપ્લિકેસનનો યુઝ થતો હોય તો મારા ખ્યાલથી તો એ છે ઇન્સ્ટાગ્રામ અને મારી જ વાત કરો તો હું પણ સૌથી વધારે અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ જ વાપરી રહ્યો છું તો એના ઘણા બધા ફાયદા છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે તો ફાયદાની વાત કરું તો અત્યારે મારું જે બિઝનસ ચાલુ છે એમાં સૌથી વધારે મને યુઝફૂલ થઈ કોઈ એપ્લિકેશન હોય તો એ છે ઇન્સ્ટાગ્રામ જેનાથી મારો ધંધો પણ સારો ચાલે છે અને ગેરફાયદાની વાત કરું તો એના ગેરફાયદા પણ એટલા બધા છે ગેરફાયદામાં લોકો સૌથી વધારે એનો ઉપયોગ રીલ્સ જોવામાં કરે છે જે સૌથી ગેરફાયદાકારક છે જેમાં લોકો કલાકો અને કલાકો કાઢી નાખે છે તો મારા ખ્યાલથી તો એ જ છે કે સૌથી વધારે લોકો રીલ્સ જોવામાં ટાઈમ કાઢે છે અને મને તો બહુ યુઝફૂલ થઈ છે આ એપ્લિકેશન તો હું રિકમેન્ડ કરીશ કે આપણે બધાએ પણ યુઝ કરવી જોઈએ